હેલો હું કલોલથી બોલું છું મારું નામ મોનિકા છે અને મારે એક કાર બુક કરાવવી છે

કલોલથી એરપોટ જવા માટે લાસ્ટ ટાઈમ મેં અખિલ નામના ડ્રાઇવરને લઈ ગઈ હતી તો તે જ ડ્રાઇવરને ફરીથી મારે બહારગામ જવાનું છે તો મારે તે કાર બુક કરાવવી છે હા તે જ ડ્રાઈવર હા મેં જે એડ્રેસ આપ્યો હતો તે જ એડ્રેસમાં મોકલી દેજો ને હા કલોલમાં જ

ઓકે થેન્ક યુ